હાલો તમે ઝોમેટોમાંથી બોલો છો મેં અત્યારે તાત્કાલિક એક ઓડર કરાવ્યો હતો હા એ પનીરની વાનગીનો ઓડર હતો પરંતુ મારે તાત્કાલિક બહાર જવાનું થયું છે તો મારે એ ઓડર રદ કરવો હતો હા એટલે એ એ અમે કેપરિકોન હોટલમાંથી ઓડર આપ્યો તો પનીરની વાનગીનો પણ મારે એ રદ કરાવવો છે અહીંયા પ્રભાકરે આપવાનો હતો પરંતુ મારે એ રદ કરાવો છે તો એ રદ કરી દેજો ને મારે તાત્કાલિક બહાર જવાનું થયું છે તો મારે એ ઓડર નથી જોઈતો